ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ મચ્છર મચ્છરથી જ થાય છે એટલે આપણે એને રોકવા માટે પહેલામાં પહેલાં તો મચ્છરની ઉદ્ભવ જે થાય છે એને રોકવા પડે તો એના માટેના ઉપાયો કયા કરવા પડે તો જ્યાં આપણાં ઘર ઘરની આજુ બાજુ સફાઈ રાખવી જોઈએ ઘરમાં પણ સફાઈ રાખવી જોઈએ અને જ્યાં બહાર ક્યાંક પાણી ભરાઈ રહેતું હોય તો એવો પાણીનો ભરાવો ન થાય એવા પગલાં લેવાં જોઈએ કારણકે મચ્છર ડેન્ગ્યુનાં અને મેલેરિયાનાં પાણીમાં એ ઉદ્દભવે છે એ પાણીનો નિકાલ કરી દેવો જોઈએ મચ્છર દાનીની અંદર સૂવાનું રાખવું જોઈએ અને હવે તો બજારમાં ઓડોમોસ જેવા ક્રીમ પણ મળે છે તો એ ક્રીમ પણ આપણે આપણાં શરીર પર લગાવી શકીએ આપણે લાંબી સ્લીવનાં કપડાઓ બાંયવાળા કપડાઓ પહેરવા જોઈએ કે જેથી મચ્છરને કરડવાની તક ઓછી મળે અને જે આપણી કોર્પોરેશન છે કે નગર પંચાયત છે કે પંચાયત છે તો એમણે પણ રસ્તાઓ સાફ રાખવા જોઈએ પાણીનો જ્યાં ભરાવો થયો હોય તેનો નિકાલ કરવો જોઈએ અને જે સ્પ્રે છાંટવામાં આવે છે દવાઓના એ દવાઓના જો સ્પ્રે રસ્તા ઉપર કરવા જોઈએ ગંદકી જ્યાં થઈ હોય ત્યાં કરવા જોઈએ કે જેથી મચ્છરનો ઉદ્ભવ ન થાય